જેમકે મારી સમજ મુજબ તો ભારતીય શૅર બજાર વિશ્વાસ પામે છે પરંતુ અમુક પરિસ્થિતિ એવી આવે છે કે અસ અસ્થિરતા અનુભવાય છે આપણે જેમકે વૈશ્વિક આર્થિક આપણે જે તણાવ છે ભૌગોલિક રાજ્ય તણાવ છે અને સ્થાનિક નીતિમાં ફેરફાર મુખ્ય કારણ બને છે પણ સરકારની પહેલો રોકાણ કરાણ અસ આશાવાદમાં બઢાવતી પ્રયત્નો છે સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર ડીઝિટાઈલેશન અને મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહિત કરવામાં તેમને મોટો યોગદાન પણ છે અ પછી બીજી પણ ઘણી બધી આપણે તમે જોવા જઈએ તો સ્થિતિઓ હોય છે જેમ કે કોવિડ નાઇન્ટીન આવી ગયું અ ફુ ફુગાવાના દબાણ આવી ગયા નિયમ કાણે નિયમ કારણના ફેરફાર જે આપણે જે આપણે અનુભવીએ છીએ એ બધું આવી ગયું આ બધું આનાં કારણે પણ આપણે જો શેર માર્કેટ છે એના ઉતાર ચઢાવ જોવા મળે છે આપણે અને હવે જે એપ્સની તમે વાત કરો છો તો એપનાં પ્રમાણે ભાઈ કહું તો તમને બે ત્રણ એપનાં નામ હું કહું જેમ કે ઝેરોડા અપસ્ટોક જેવાં જે એપ્સ હોય છે અ જેમાં શેર બજારમાં ક્રાંતિ લાવી છે આ બધા એપ્સ એવા છે કે જેણે ક્રાંતિ લઈને આવ્યાં છે અ આપણાં શેર માર્કેટમાં જે ઓછા ખર્ચે ટ્રેડિંગ અને યુસર ફ્રેન્ડલી ઈન્ટરફેસ તો ઓફર કરે જ છે અને રોકાણનું લોકશાહીકરણ કરે છે